કે ભારતનો ઇતિહાસ ભારતનો ઇતિહાસ એટલો ખૂબ જ વિશાળ અને એટલો લોકપ્રિય છેને એટલો વિસ્તૃત છે કે જેને એવું કહેવાયને કે મતલબ લફ્ઝો મેં હો ન હો બયા કે મતલબ એને શબ્દમાં વર્ણવી જ નથી શકાતો તો પણ આપણને ખ ખબર છે ત્યાં સુધી આપણે દાંડીકૂચ છે શ સત્યાન સત્ય વિશે જે આંદોલન થએલા જે ગાંધીજી એ કરેલી બરાબર છે અને એવી જ રીતે ઘણા બધા જે કાર્યો છે જે આપણે ગાંધીજીએ કરેલા છે અને ગાંધીજી છે ભગતસિંહ છે પછી મતલબ એવા ઘણા બધા પુરુષો છે સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સુભાષચંદ્ર બોઝ એવા ઘણા બધા વ્યક્તિઓ છે કે જેણે ભારતના સ્વતંત્રતા માટે પોતાનો ખૂબ જ મોટું બલિદાન આપ્યું અને ભારતને જે આઝાદી અપાવી છે અને સૌથી મારા માટે ગૌરવ ઐતિહાસિક તો એ છે કે જ્યારે ડોક્ટર બાબાસાહેબ આં આંબેડકરે પોતાના મતલબ પોતાને એકદમ નીચી નીચી કાસ્ટના માનીને એમણે પોતાને નીચી જાતના માનીને તેમણે પોતે આટલી નીચી જાતના હતા અને તેઓ જ્યારે શાળામાં ગયા ત્યારે તેમણે એક જાતનું બહિષ્કાર કરીને તેમને શાળામાં ભણવા માટેની પરવાનગી ન આપી અને તેમને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા અને પછી તેમણે પોતાનું એટલું લેવલ બનાવ્યું કે મતલબ એવી રીતના લેવલ બનાવ્યું કે એને પોતે સ્કૂલ સ્કૂલ તરફથી સ્વયં રિક્વાયર્મેન્ટ આવ્યું કે મતલબ તેઓ એક સ્વતંત્રતા ઘડવૈયા તરીકે તેમણે તેમના જેવા તેમની જ જાતના બીજા યુવાનોને તે શિક્ષણ તરફ પ્રેરિત કર્યા અને એ જ સમાન રીતે તેમને શિક્ષણ અપાવ્યું તેમ જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને એક શિક્ષિતના ઘડવૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે કે જેમણે સ સમગ્ર ભારતમાં જે નીચી પ્રજાતિના બાળકો છે તેમણે તેમના દ્વારા શિક્ષણ પૂરું પાડવા પાડ્યું અને તેઓને શિક્ષણ માટેનો એક હક આપ્યો ભણવા માટેનો હક પ્રદાન કર્યો છે